ગુજરાતની સંસ્કૃતિ અન્ય દેશથી સંસ્કૃતિથી અલગ પડે છે ત્યાગ ત્યજ્યયેન પંડિતા અર્થાત ત્યાગીને ભૂલ જાણો આપણી સંસ્કૃતિ એ ત્યાગની સંસ્કૃતિ છે આપણી સંસ્કૃતિ એ બીજાનું પડાવી લેવાની સંસ્કૃતિ નથી આપણાં દેશનાં ગુજરાતના ગરબા વર્લ્ડ ફેમસ છે આપણાં દેશનાં ખાન પાન પોશાક રીતિ રીવાજો અને માન્યતાઓ ધાર્મિક માન્યતાઓ ગુજરાત દુનિયામાં બધાથી અલગ પડે છે કારણકે ગુજરાતી એ દુનિયાને રાહ ચીંધે છે સમયે સમયે ગુજરાતની સંસ્કૃતિમાં હડપ્પા સંસ્કૃતીનો આપણે ઉલ્લેખ કરી શકીએ કે વર્ષો જૂની સભ્યતાઓ હજારો વર્ષ જૂની સભ્યતાઓ પણ આપણા ગુજરાતમાંથી એના અવશેષો મળ્યા છે એટલે આપણી સંસ્કૃતિ એ ત્યાગી અને ભોગવી જાણવાની સંસ્કૃતિ છે આપણી સંસ્કૃતિ એ બલિદાનની સંસ્કૃતિ છે દેશ અને દુનિયાને જયારે રાહ ચીંધવાની જરૂર પડી ત્યારે આ ગુજરાતે મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ મોદી જેવા વિશ્વ ફલક પર નેતાઓ પણ ગુજરાતે આપ્યાં છે એટલા માટે ગુજરાતની સંસ્કૃતિમાં ખાન પાન રીતિ રિવાજો ધર્મ માન્યતાઓ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે